હું સાહેબ બહાર બેઠો છું આ બધી ગાડીઓ આવે છે એનું પાર્કિંગ કરાવું છું બીજો બીજો સિક્યુરિટી ફરતો હશે તમે સાહેબ કેમેરા ચેક કરો પણ સાહેબ તમારો કેમેરા એક બંધ હશે તમે કેમેરા ચેક કરો વધારાના માણસ આવશે તો હું બહાર કાઢી લઈશ હું બીજો સિક્યુરિટી ક્યાંક ફરતો હશે મેનેજર સાહેબ હું ગાડીઓ જ પાર્કિંગ કરાવું છું બીજા સિક્યુરિટી ક્યાંક ફરે છે એ સિક્યુરિટીનું એ સિક્યુરિટી કયા છે બીજા સિક્યુરિટી કયા છે એ મને ખબર નથી હવે તમે તમારા તમે સિક્યુરિટીના બોલાવું છું તમે સીસીટીવી કેમેરા ચેક કરો તમારો કેમેરા બગડેલો હશે

વધારાના સાહેબ હશે સાહેબ હું એને બહાર કાઢી લઉં છું તમે સીસીટીવી કેમેરા ચેક કરો હું બીજા સિક્યુરિટીને બોલાવી શકું છું એ એને હું ઓર્ડર આપીને યાદથી કહું છું સંભાળવાનું કહું છું એને હું હા વ્યવ વ્યવસ્થિત સાહેબ સુવિધા આપીશ તમે કોઈ પણ અંદર ટેન્શન કરશો નહીં એ બહારની જવાબદારી મારી છે હા સાહેબ હું મેનેજરને હું મેનેજર સાહેબ તમે છો હું તમને શાંતિથી એવી રીતે બેસાડીશ હું પ્રે મેને તો તમે ઓકે બાય મેનેજર તો મેનેજર